હા મેં મારા જીવનમાં યાત્રા સાંસ્કૃતિક માધ્યમો અનુભવો કર્યા છે જેમાં આપણને એક જાતનું મોટિવેસન મળે છે એ મોટિવેશનમાં આપણને જીવનમાં એક લક્ષ મળે છે કે તમે લે જીવનમાં શું કરવા માંગો છો તો એ મોટિવેસન લઈ મું આજે કોલેજમાં આવી ગયો છું ને મને સંસ્કૃતિ અનુભવો અને યાત્રાઓ બહુ સારી લાગે છે મને એ બધી વસ્તુઓ બહુ જ ગમે છે અને એ માટે મું રોજ આપણા ટીવી શોમાં આવતા જ હોય છે આ સંસ્કૃતિક આધ્યમો આ આધ્યાતકોમો તો એના માટે એક સે ચેનલ છે એક ટીવી પર જે રોજ આવે છે જે મું રોજ સાંભળું છું અને મારું જીવન આજે ખૂબ સારું છે